હાલો હા મેમ મારે હવે એવું હતું મારે જરાક એકબે વસ્તુ ક્યાંક પહોંચાડવાની હતી બરાબર તો મને જરાક જણાવોને તમારી સર્વિસીસ શું છે એટલે તમે ઘરે લેવા આવો તો એનું ચાર્જ છેકે પછી ફ્રી છે કેટલા રૂપિયા એટલે કેઓ તો ખરા કેટલા રૂપિયા એટલે સમજી લો કે આ એટલે હું સમજી લો કે અહીંયા રહું છું આપણે કૃષ્ણકાંત એકેડમિની એકઝેટ બાજુમાં તો કેટલું તમે કરશો તમારી ઓફિસથી કેટલું થતું હશે અંદાજે હન્ડ્રેડ એટલે કેટલું થાતું હશે એ તો મને કહો યાર તો બે ત્રણ કિલોમીટરના સો રૂપિયા થોડા હોય યાર હો હો રૂપિયા દઈશ હું બે ત્રણ કિલોમીટરના આના એમ નહીં ઓલા એ પણ ઓલા યા અલા ટ્રાન્સપોર્ટ વારા છે ઇતો મને પચીસ રૂપિયા કહે છે પર કિલોમીટર મારે તો એમાં મોકલવામાં તો એવું છેને એક લાકડાનો ઘોડો છે એ મોકલવાનો સોરી લાકડાનો ઘોડો મોકલવાનો છે અહીંયા આપણે કણકોટના પાટીયે એમ તો પછી હવે તમારો ચાર્જ શું છે ડિલેવર કરવાનો એ તો કહો કુરિયરનો ચાર્જ ટુ હન્ડ્રેડ રૂપિયા હન્ડ્રેડ રૂપિયા ડિલેવરી ચાર્જ એટલે ત્રણસો રૂપિયામાં પડે મારે હો રૂપિયાનું તો પેટ્રોલમાં ત્યાં પહોંચી જાય બધું મારે એમાં આ તમે કઈ રીતે આ સર્વિસ મને પોસાય પણ છકડા રિક્ષા વારો મને હો રૂપિયામાં પહોંચાડી દે એટલે તમારા કસ્ટમર તમારા માટે મેટર જ નથી કરતાં ને એમ નહીં તમે એમ કહો કે આટલા રૂપિયા થાય બરાબર તો એ કિલોમીટર પ્રમાણે તો હોવા જોઈએ કે નહીં આ કંઈ કંઈ વાંધો નહીં ભાઈ ના વાંધો નહીં હાલો અમારે નથી જરૂર વાંધો નહીં હાલો ટાટા